અત્યારે પબ્લિક છે મતલબમાં જે નાગરિકો એમને પેન્શન માટે ઘણી બધી અવેરનેશ આવી ગઈ છે જેમકે આજથી થોડાં વર્ષો પહેલાં જોઈએ તો એ કોઈ પેન્શન અથવા તો નિવૃત્તિ વખતે એવું હતું કે સરકાર સરકારી કર્મચારી છે એમને જ પેન્શન મળે છે પણ અત્યારે એ બધા જ લોકો છે એ નિવૃત્તિ વખતે મારું ગુજરાન કઈ રીતે ચાલશે એ બધા જોતા થઈ ગયા છે અને એ મુજબ અત્યારથી પોતાનાં પ્લાન્સનું મતલબ કે પોતાનાં નાણાનું આયોજન એ રીતે કરે છે કે ભાઈ હું કઈ રીતે કઈ કંપનીમાં કેટલા રૂપિયા ભરું અત્યારે મંથલી કેટલી બચત કરું તો એ મારે મારા ઘડપણમાં મને કામ લાગશે એ બધી બાબતોનું આયોજન લોકો અત્યારથી કરતા થઈ ગયા છે ઘણાં આજથી થોડા વર્ષો પહેલાં જોઈએ તો સરકારી એક જ કંપની હતી કે જે વીમો પ્ર પ્રદાન કરતી તી વીમાની સર્વિસ અત્યારે બીજી ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ છે કે જે વીમાની સર્વિસ આપે છે બજાજ એલાયન્સ છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્ટિયલ લાઈફ ઈન્શ્યોરન્સ છે મેક્ષ લાઈફ ઇન્સ્યોરન્સ છે આદિત્ય બિરલા છે એ ઘણી બધી કંપનીઓ છે એમાં લોકોને પણ અલગ અલગ કંપનીનાં અલગ અલગ પ્લાનમાં કમ્પેરિઝન મતલબમાં કરી શકે કે કયો પ્લાન મારા ફેમિલી માટે શૂટ છે મેડિક્લેમનાં હેલ્થકેર હેલ્થના પ્લાન હોય છે કે પહેલાં કોઇ મેડીક્લેમ પણ નહીં લેતું હતુ અત્યારે મેડિક્લેમ પણ એટલો જ જરૂરી થઈ ગયો છે ફેમીલી માટે કેમકે દવાખાનાનું બિલ જ એટલું મોટું બને છે કે મેડિકલ ફરજીયાત જેવું થઈ ગયું છે કે મેડિક્લેમ તો તમારો હોવો જ જોઈએ એટલે અત્યારે લોકો છે એ આ વીમા બાબતે જાગૃત થઈ ગયાં છે અને પોતાનાં જે આવક છે આવકમાંથી અમુક ફિક્સ રકમ છે એ વીમા પાછળ એ લોકો વાપરે છે